હલો હા હું બારડોલી પાસે બારડોલી પાસે જે ખેતર છે તેમાંથી અનન્યા બોલું છું

અમે બટાકા કાંદા પછી ફળમાં શેરડી પણ ઉગાડીએ છે અને તમારી અગર નાનું નાનું કોથમીર લસણ એવું બધું બી ઉગાડીએ છીએ તમારી જે રિક્વાયરમેન્ટ હશે અને જે જથ્થામાં તમને જોઈતું હશે તે પ્રમાણે અમે તમને ત્યાં સુધી પહોંચાડી પણ આપીશું તમને જ્યાં જોઈએ ત્યાં સુધી

કાંદા પછી શેરડી પછી કોથમીર લસણ ઓકે એ બધાની હમણાં હોલસેલ ભાવે મળી જશે તમને જેટલું વધારે જોઈશે તેટલો ભાવ ઓછો આવશે અને તમને બોક્સ પેકિંગમાં બધું મળી જશે ટ્રાન્સપોર્ટેશનમાં વધારે બગડે નહીં ને એવી રીતે જ પેકિંગ આવશે કે કંઈ થાય નહીં શાકભાજીને હં હં હા ઓકે અમે તમને મોકલા મોકલી દઈશું હા અમે ભાવ ભાવ બી અમે તમને મેસેજ કરી દઈએ હા હા